અમારો પરિવાર ધાર્મિક પરિવાર ઉત્તરાયણ હોળી દિવાળી અમે સારી રીતે ઉજવીએ છીએ ઉત્તરાયણના તહેવાર માટે અમે પતંગ લાવવાના પતંગ ચડાવવાના દોરીઓ રંગાવાની અમે એના માટે એના માટે અમે ઉત્તરાયણ માટે તલના લાડુ તલની કીસમિસ એવી અમે ખાઈએ હોળી હોળી ઉપર હોળીમાં તહેવાર માટે હોલિકા દહન કરીએ ધૂળેટીના તહેવારે રંગ નાખીએ બધાં ઉપર હોળી માટે અમે અમુક તહેવારો ઉજવીએ છીએ પછી આવે દિવાળી દિવાળીમાં અમે દિવાળીમાં ધનતેરસે ધન પૂજન કરીએ કાળી ચૌદશે પૂજા કરીએ કાલી માની પૂજા કરીએ દિવાળીન દિવસે અમે લક્ષ્મી પૂજન શારદા પૂજન કરીએ બેસતાં વર્ષે અમે બધા એક બીજાને મળીએ ને સાલ મુબારક કહીએ ને અમે તહેવારમાં અમે દિવાળીના તહેવારમાં અમે ફટાકડા પછી જાત જાતનું ખાવાનું ફરસાણ મીઠાઈઓ બધું બનાવીએ અને બધાં હળી મળીને સંપીને રહીએ